ગુજરાતીઓને ક્રિકેટ જોવા અને રમવામા ખૂબ જ રસ હોય છે જ્યારે જ્યારે ગુજરાત પ્રીમિયર લીગ રમાતી હોય ત્યારે બધા જ ગુજરાતીઓ તેને જોવા જતા હોય છે ગુજરાત પ્રીમિયર લીગમાં ઘણી બધી ટીમો ભાગ લેતી હોય છે તેમાંની અમુક ટીમોનું નામ ગાંધીનગર જાયન્ટ્સ સૌરાષ્ટ્ર પાટન્સ સુરત સ્ટાયકસ અને વડોદરા વોરિયર્સ છે